વિસ્તારને આરોગ્યપ્રદ રાખવાની જો આપણે વાત કરીએ તો અત્યારે હાલ તમે જુઓ કે આંખમાં લોકોને વધારે આંખો આવે છે તો એની માટે એને બહાર જવાનું ટાળવું જોઈએ ના કે એમને કોઈ ડાયરેક્ટ મૅડિકલ સ્ટોર પરથી દવા લેવી જોઈએ પરંતુ તેમને કોઈ યોગ્ય દવાખાન કે હૉસ્પિટલ કે સરકારી હૉસ્પિટલમાં જઈને તેની યોગ્ય વા સારવાર કરાવવી અને દવા લેવી જોઈએ તેમને મૅડિકલમાંથી કોઈ દવા લઈને ના નાખવી જોઈએ તેથી એમને બહાર નીકળતી વખતે યોગ્ય ચશ્માનો પહેરવાનો ઉપયોગ કરવો જોઈએ અને બીજું જોઈએ તો કહે અત્યારે હાલ તાવ શરદી માથું દુઃખાવો પેટમાં દુઃખાવાનો બી ઘણો અત્યારે વાયરલ વાયરસ બહાર ફેલાયો છે તો એના માટે પણ એમને યોગ્ય સમયે ગરમ પાણી પીવું જોઈએ ગરમ પાણીના કોગળા કરવા જોઈએ નાસ લેવાની જરૂર છે અ મોં મોઢે રૂમાલ બાંધવો જોઈએ તે ઉપરાંત તેમને પણ યોગ્ય દવાખાને કે હોસ્પિટલમાં જઈને સારવાર કરાવવી જોઈએ અને સમયે સમયે અંતરે જ્યારે પણ ડૉક્ટર બોલાવે અને ફરીથી ફૉલો અપ માટે બોલાવે ત્યારે તેમની પાસે મળવા જવું પડે અને દવાનો જે બી ઍન્ટિબાયોટિક કોર્સ કે ડૉકટરના કહ્યા મુજબ તેમને અ પૂરો કરવો જોઈએ અને જો તેમને વધારે પડતું તકલીફ લાગે તો હૉસ્પિટલમાં કોઈએ બાટલા ચડાવવા જોઈએ યોગ્ય ઈંજેકશન લેવા જોઈએ ડૉક્ટરની સારવાર મુજબ અને જો આવું કરવામાં ના આવે તો તેના પરિવાર જ કે અને આસપાસ પાડોશીઓને પણ આ રોગનો ચેપ લાગી શકે છે તેમજ ત્યાં જોઈએ તો ચોમાસાની સિઝન છે તો કચરાનો નિકાલ પણ યોગ્ય સારી જગ્યાએ કરવો જોઈએ કે ઘરની બહાર ના નાખવો જોઈએ એંઠવાડને પણ ઘરની બહાર ન નાખતા તેને પણ યોગ્ય જગ્યાએ તેને નાખવો જોઈએ આવી રીતે જો કચરાને પણ યોગ્ય જગ્યાએ નિકાલ કરવામાં ન આવે તો તેના લીધે પણ મચ્છરો ગંદકી ફેલાવો થતો હોય છે